આમ તો ધાર્મિક સ્થળોની વાત કરું મારા જિલ્લામાં મોડાસામાં અરવલ્લીમાં તો ઘણાં બધા સ્થળો છે કે મોડાસામાં આપણે સાઈબાબા મંદિર છે જે બહુ ફેમસ છે સાઈબાબા મંદિર પ્લસ શામળાજીમાં અ શામળાજીનું એક ટૅમ્પલ છે અ પ્લસ એક દરગાહ છે મોડાસામાં મગદૂમ શાહ અને બાલાસિનોર એક છે ત્યાં બી દરગાહ છે સારી તો એ બધી જગ્યા એવી છે કે જ્યાં લોકો અમુક અમુક ડેય્ઝ હોય છે ત્યાં જઈને એ લોકો સેલિબ્રેટ કરે છે ગેધરિંગ્સ કરે છે અને ઘણું બધું ત્યાં આપણે લાઇટિંગને એ બધું એન્જોયમેન્ટ જોવા મળે છે અને બીજા તહેવારની વાત કરું તો આમારે ત્યાં રામ નવમીની બી રેલી પણ નીકળે છે અ રામ નવમીમાં પછી દશેરાનો તહેવાર દિવાળી અને નવરાત્રીમાં બી સારો મસ્ત એક સ્ટોલ મારીને નવરાત્રી ગરબા રમાય છે અહીંયા પછી બીજો ફેસ્ટિવલ ઈદનો સેલિબ્રેશન કહો કે દિવાળીનો કહો ઘણું બધું અહીંયા સારું સારી રીતે આપણે સેલિબ્રેટ કરીએ છીએ બધું અને બહુ પ્રેમ ભાઇચારાથી અમે બધું અ અહીંયા સેલિબ્રેશન થાય છે